વિદ્યાનગર થી તમે ટેલર બોલો છો હું ડીપીએસ સ્કૂલમાંથી ટીચર વાત કરું છું ત્યાંની સોનલ નામ છે મારું અમારી સ્કૂલમાં સ્પોટ્સ ડે છે તો સ્ટડન્ટ્સ માટે અમારે યુનિફોર્મ સીવડાવવો છે અમારે બાવન છે વીસ સ્ટુડન્ટ્સ છે એ સાતમા ધોરણના છે અને બાકી જે છે એ નવમા અને દસમા ધોરણના છે પચીસ છોકરીઓ છે અને સત્યાવીસ છોકરા છે મારે ગ્રીન કલરમાં જોઈએ છે

ના ના તમારે ત્યાંથી જ લેવાનું છે બે દિવસ પછી તમે આવી શકો છો કેમકે દસ બાર દિવસ પછી જ સ્પોટ્સ ડે છે તો ત્યાં સુધી તમે સીવી આપશો કેટલા એકસ્ટ્રા ચાર્જ હા વાંધો નહીં તો તમે કાલે આવી જજો અને કાપડ કયું યુસ કરશો હં સારું અને સારી ક્વૉલિટીનું યુસ કરજો અને તમારે એક એટલે કેટલું ટોટલ થશે પૈસા કેટલા અને તમારે એટલે ટાઈમે થઈ જશે ને કામ કોઈ ઇસ્યૂ તો નથી ને વાંધો નહીં અને તમે સ્કૂલ જોઈ છે ને ડીપીએસ સ્કૂલ ડીપીએસ હા વાંધો નહીં સ્ટુડન્ટ્સ અવેલેબલ છે એ દિવસે અને હા વાંધો નહીં તો હા વાંધો નહીં વાંધો નહીં તમે આવી જજો કાલે ઓકે હા સારું હું તમને લોકેસન શેર કરી દઉં છું એ હું તમને ઇન્ફોર્મ કરી દઇશ ત્યારે જ ઓકે